હલો દર્શન ટ્રાવેલ એજન્સી મેં તમારે ત્યાંથી એક સ્વીફ્ટ છે તે ગાડી રાઈડ પર લીધેલી હતી અને એમાં મારે ખાસ જણાવાનું કે તમારા ડ્રાઈવરે આ કોવીડ સ્થિતિમાં માસ્ક પણ નહોતો પહેર્યો અને મેં એને કીધું છતા પણ એને માસ્ક પહેર્યો નહિ બહુ બરાબર નહિ કહેવાય હવેથી તમે તમારા ડ્રાઈવરને સૂચના આપો કે માસ્ક પહેરીને જ ડ્રાઈવ કરે અને ખાસ તો બીજું કે એ જે ગાડી લાવ્યો તો તે પણ ગંદી હતી પાછલી સીટ પર તો રીતસર ડાઘા હતા માટીના આવી કેવી ગાડી મોકલો છો તમે સારી ગાડી મોકલો આ સ્વચ્છતા માટે બહુ જરૂરી છે સફાઈની હવેથી બીજી વખત આવી હશે તો અમે સ્વીકારીશું નહિ આભાર